ત્રણ તરણ કલા ની વાત કરીએ તો બે હજાર સત્તરમાં હું જ્યારે ઉનાળા વેકેશનમાં હતો ત્યારે મેં આ તરણ કલા શીખી અને ગુજરાતમાં એવી બધી અ જગ્યાઓ છે જયાં અ ગવર્મેન્ટનાં જે સ્થળ હોય છે ત્યાં આ ત્રણ તરણ કલા શીખવવામાં આવે છે ત્યાં એવી ફેકલ્ટી હોય છે જે તમને અ સામે રહીને એમના માર્ગદર્શન પ્રમાણે તમને તરણ કલા સિખા શીખવાડે છે તેમાં બહુ બધી જેવી કે અ સ્ટ્રોક હોય તો ફ્રી સ્ટાઇલ હોય એવી બધી બધી સ્ટાઇલો એ સુપરવાઇઝર તમને અ એમના અંડર સુપરવિઝનમાં તમને શીખવાડે છે